આમ જોવા જઈએ તો ગુજરાતમાં મૃત્યુ માટે ઘણાં બધા કારણો જવાબદાર છે જેમ કે અકસ્માત હૃદય રોગ કેન્સર કોરોના કાળ દરિમયાન અમારા વિસ્તારમાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં અમારા વિસ્તારમાં બાળ મરણનો ગુણાંક ઊંચો નથી અને હા અમારા વિસ્તારમાં બાળકો માટે રસી ઉપલબ્ધ છે જેમ કે સ્ત્રી જયારે ગર્ભવતી થાય ત્યારે તેમને ત્રીજા મહિનાથી રસી આપવામાં આવે છે જેથી બાળકોનો વિકાસ યોગ્ય રીત થઈ શકે અને કોઈ કોઈપણ પ્રકારનો ખોડ ખાંપણ પણ રહે નહીં તેમજ શાળામાં ભણતાં બાળકોને પણ દર બુધવારે આયર્નની ગોળી આપવામાં આવે છે જેથી કરીને તેમનું લોહીનું પ્રમાણ જળવાઈ રહે આ સિવાય પણ બાળકોની શારીરિક તપાસ કરી શાળામાં રસી લેવાનું આવે છે બી સી જીની રસી ઓરી અછબડાની રસી જેવી રસી આપવામાં આવે છે નાના બાળકોની સંભાળ લેવામાં મદદ કરતી સરકારી યોજનામાં ઘોડિયાઘર જેવી યોજનાઓ વગેરે હોય છે જેનો લાભ લોકો લે છે